હા મેં રેલગાડીમાં ઘણીવાર સફર કરી છે એમાંય ખાસ કરીને લાંબી જર્ની હોય ત્યારે તો રેલગાડીનો અનુભવ રોમાંચક હોય છે સાથે સાથે એનો જે ઘોંઘાટ આપણે વાત કરી રેલગાડીના અનુભવની તો બેઠક વ્યવસ્થા એટલી પાટિયા ટાઈપની હોય છે એ તમને કમ્ફર્ટ રીતે બેસવું ગમે નહીં થોડા ટાઇમ બેસવા પછી આ પર્ટિક્યુલર લાંબી જર્નીની વાત છે કે તમે બેઠાં બેઠાં અકળાઈ જવાય પ્રોપર બર્થ પણ ના હોય અને એક તો ઍન્જિનનો અવાજ પણ એટલો થયા કરે અવાર નવાર અવાર નવાર અને આઈ ડોન્ટ નો કેમ પણ નાઈટ જર્નીમાં તો તમને પાટાનો અવાજ આવ્યા કરે પાટા આમ તો લાગે છે ફિટ હોય છે પણ પાટાનો અવાજ એટલો બધો થયા કરે કે તમને રાત્રે ઊંઘ પણ ના આવે એમ પાટા પૈડાં વચ્ચે સંઘ સંઘર્ષ થતો હોય એટલે આખી ટ્રેનમાં એક તો ઘોંધાટ અવાજ વધારે આવે સીટ હાર્ડ લાકડામાં જ હોય મોટા ભાગે અથવા તો બર્થ પણ તમે જોઈએ એવી બહુ સાંકડી અને સુવામાં કમ્ફર્ટ પણ ના હોય એટલે ટ્રેનની જર્ની થોડી અઘરી તો છે જ હા ચોક્કસ તમારે દિવસની જર્ની હોય શોર્ટ ટાઇમની ત્રણ ચાર પાંચ કલાકની અને સિટિંગ જેવી અરેંજમેંટ હોય તો અફકોર્સ કે તમને એ જ ટ્રેનની જર્ની ગમે છે પણ પર્ટિક્યુલર લાંબી જર્નીમાં એમાં ખાસ કરીને નાઈટ જર્ની આવે ત્યારે ટ્રેનની જર્ની અ થોડીક આપણને બધાને હેરાન કરતી હોય એવું લાગ લાગે છે